આપણે જોઈએ છીએ કે ભારત દેશ એક ખેતીપ્રધાન દેશ છે આપણા દેશનાં ખેડૂતો આત્મહત્યા કરે છે ઘણાં બધા લોકોની આપણે સમાચાર સાંભળીએ છીએ કે ઘણા ખેડૂતો આત્માહત્યા કરી લે છે પણ આ આત્મહત્યા કરવાનું શું કારણ હોય છે તો આપણે જોવા જઈએ તો જયારે ખેડૂતો લોન લઈ અને પોતાની ખેતી પર ખેતી કરતાં હોય છે પોતાની જમીન પર ખેતી કરતાં હોય છે ત્યારે એ લોકોને ઘણી બધી વખત કારણોસર એ લોકોનો પાક નિષ્ફળ જાય છે અને જયારે એ લોકોએ લોન લીધેલી હોય છે અને પાક નિષ્ફળ જાય ત્યારે એ લોકો કોઇ બીજા પ્રકારે લોનની પૂર્તતા કરી શકતાં નથી માટે ઘણું બધું જયારે માથા પર બોજ આવી જાય છે ત્યારે એ લોકો ખૂબ આ પ્રકારનાં પગલાં ભરે છે અને આત્મહત્યા કરે છે અને મને એવું લાગે છે કે આમાં સરકારે પગલાં લેવા જોઈએ આ પ્રકારની જયારે પરિસ્થિતિ ઉપજે છે ત્યારે સરકારે એ આ પ્રકારના ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ જેથી કરીને વધુમાં વધુ લોકો જે આ પ્રકારના હોય છે જે આત્મહત્યા કરવાનો નિર્ણય લે છે એ લોકો આત્મહત્યા કરવાનું બંધ કરી દે